સૌથી વધારે પડકારજનક એવી વાનગીમાં મેં ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો હતો જે મને ઘણું મુશ્કેલ અને અઘરું લાગ્યું ઢોસા બનાવતી વખતે એક જ વસ્તુ થાય કે જ્યારે પણ શરૂઆતમાં બનાવતાં હોય ને ત્યારે આપણને લાગે કે નહીં એકદમ કમ્પ્લીટ બનશે પણ જ્યારે આપણે એને બનાવીને તવા પરથી ઉખાડવાનો પ્રયત્ન કરીએ ને તો એ સમયે એ ઊખડે નહીં ત્યારે આપણને લાગે કે સાલું આટલું બધી મહેનત ને આટલું બધું કર્યા છતાં પણ આપણને નથી આવડતું એમ કેટલીક વાર એવું બને કે એનું જે બેટર છે એ કમ્પ્લીટ ન હોય ક્યાં તો અંદર આપણાથી કોઈક વસ્તુ વધારે પડી ગયું હોય અથવા તો તેલ ઓછું હોય અથવા તો આપણી જે ગેસની ફલેમ છે એ ઓછી વધતી રાખેલી હોય તો ઘણી વાર મેં પ્રયત્ન કર્યો તેમ ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ મારાંથી નહોતા બનતા થોડી વાર પ્રયત્ન કર્યા ધીમે ધીમે બધી જ વસ્તુઓ આવડતી થઈ ધીમે ધીમે એ વસ્તુ બનાવતાં શીખ્યાં એનું બેટર કેવી રીતે તૈયાર કરવું એમાં કઈ વસ્તુ વધારે પ્રમાણમાં રાખવી ગેસની જે ફલેમ છે મીડિયમ હાઇ કેવી રાખવી એ કરતાં શીખ્યાં અને કેટલો થિક હોવો જોઈએ કઈ રીતે આપણે એને પલટાવી શકીએ એ બધું શીખ્યાં અને અંતે ઢોસા બનાવવામાં સરળતા રહી એમ જ આપણે જોવાં જઈએ તો છોકરીઓને ન આવડતું હોય એવું બાજરીનો રોટલો કે જે આપણે બનાવવાં જાઈએ ને આપણાં મમ્મીને આપણે જોતાં હોય કે મમ્મી ફટાફટ એમ હાથમાં લઈ ને જ બનાવી શકે જ્યારે આપણે બનાવવો હોય તો આપણે એને ઘણા પ્રયત્નો કરીએ એને વેલણથી બનાવી શકીએ એને રૂમાલ પર લોટ લઈને પાથરીને આપણે હાથથી થાબડીને બનાવી શકીએ પણ ઘણી વાર એવું બનતું હોય કે આપણે જ્યારે આખો રોટલો બનાવી દઈએ ને તો એ રોટલો તૂટી જાય જ્યારે તવા પર આપણે નાખીએ ને ત્યારે તૂટી જાય તો ઘણા બધા પ્રયત્નો કર્યા એમ જ મારા અનુભવ પ્રમાણે મેં આ પ્રયત્ન કર્યો તો એમ મારાં મમ્મી જયારે રોટલો બનાવતાં ત્યારે હું જોતી કે મમ્મી કઈ રીતે લોટ બાંધે છે કઈ રીતે એની અંદર કેટલાં પ્રમાણમાં પાણી નાખે છે કઈ રીતે એને હાથથી દબાવીને કમ્પ્લીટ થાબડીને બનાવે છે અને છેલ્લે એમની નાંખવાની જે તકનીક છે જે રીત છે એ ઘણી મને અઘરી લાગતી હાથમાં બનાવી તો દેતાં મમ્મીનાં કહ્યાં પ્રમાણે પાણી પહેલાં તો હું જ્યારે લોટ બાંધુ ને તો એમાં પાણી વધારે પડી જાય આપણે એવું વિચારતાં હોય કે થોડો ઢીલો લોટ હોય ને તો ફટાફટ બની જાય પણ એવું ન બનતું તો એનાં પછી મેં મમ્મીનાં કહેવાં પ્રમાણે ટ્રાય કર્યો રોટલો બનાવવાનો બાજરી છે જુવાર છે કોઈ પણ રોટલો બનાવવાનો તેમાં પહેલાં તો પાણી નાખતાં કેટલાં પ્રમાણમાં પાણી નાખવું કઈ રીતે નાખવું એને કેટલી વાર સુધી આપણે એને પલાળીને કેટલી વાર સુધી બાંધી રાખવો અને ત્યાર પછી બનાવતાં શીખ્યાં હાથમાં રોટલો લઈ ને બનાવવાનું હાથમાં લોટ લઈ ને બનાવવા હવે બનાવતાં તો શીખ્યાં પણ હવે એને નાખતાં નહીં આવડે જ્યારે નાખવાં જતા ને ત્યારે એ તૂટી જતો અને ઘણા બધા પ્રશ્નો આવતા કેટલીક વાર એવું બનતું કે રોટલોય કમ્પ્લીટ બનતો આપણે નાખી પણ કમ્પ્લીટ દેતાં શેકવા માટે પણ જ્યારે આપણે એને પલટાવવા જતાં ને તો ત્યારે તૂટી જતો તો ઘણા બધા પ્રયત્નો અને ઘણી બધી મુશ્કેલીઓ પછી મમ્મી પાસે આ વસ્તુ શીખવાં મળી કે કઈ રીતે રોટલો આપણે તવી પર નાખવો કઈ રીતે એને પલટાવવો ગેસની ફલેમ કેવી રાખવી એમ જ ઘણી બધી વાનગીઓ જે આપણે બનાવતાં હોય ઘરમાં રસોઈ ઘરમાં બનાવતાં હોય દાળ ભાત શાક છે રોટલી છે ઘણી બધી વાનગીઓ ઇડલી છે ઘણી બધી વાનગીઓ છે એવી કે જે આપણે ઘરમાં બનાવતાં શીખતાં હોય ખમણ છે ઢોકળા છે રસગુલ્લા છે મીઠાઈઓ ઘણી બધી એવી છે કે જે આપણે બનાવતી વખતે એની અંદર કઈ વસ્તુ કઈ રીતે નાખવી એનું આપણને જ્ઞાન ન હોય અને જ્યારે જ્ઞાન આવે ત્યારે આપણે એને બનાવતાં કમ્પ્લીટ શીખી જઈએ માટે જ્યારે પણ કોઈ વસ્તુ બનાવતાં હોય તો શરૂઆતમાં તો આપણને લાગે કે ના નથી આવડતું પણ જ્યારે આપણે ધીમે ધીમે પ્રયત્ન કરીએ તેમ તેમ આવડી જાય એનાં માટે આપણે એક કહેવત જાણીએ છે કે ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સકસિસ કોઈ પણ વસ્તુ બનાવવાં માટે જેમ કે આપણે પ્રસાદમાં ધરાવીએ છીએ સુખડી તો એને બનાવવાં માટે પહેલાં તો લોટ શેકવો પડે લોટ કઈ રીતે શેકવો કેટલાં પ્રમાણમાં શેકવો એમાં કેટલું ઘી એડ કરવું કયા ટાઈમે એની અંદર ખાંડ કે ગોળ મિક્સ કરવો આ બધી વસ્તુ આપણે જોવી હોય કારણ કે કેટલીક વાર એવું બનતું હોય કે આપણે લોટ શેકતાં હોય તો આપણને લોટનાં કલર પરથી ખ્યાલ ન આવે કે લોટ શેકાયો છે કે નહીં પછી કયા સમયે આપણે એની અંદર ખાંડ કે ઇલાયચી કે એવું કંઇક એડ કરવું તો આ બધી વસ્તુ આપણે જેમ જેમ સમય જતા શીખી જઈએ છે